હા હોટલ એચમાંથી વાત કરી રહ્યા છો તમે હા તો હું તમને એવું જણાવવા મારે એક જરૂરી વાત હતી કે હું દિલ્હી ફરવા આવ્યો છું તો મારે હોટલ જોઇતી હતી એમ અમે ટોટલ છ જણા છીએ તો ઓનર રૂમ તરીકે તમે મને એક મોટો રૂમ આપશો તેમાં અમે છ એ છ જણા આવી જઈશું નહીં તો તમે મને એક એક કરીને નાની નાની રૂમો આપશો બે તેમાં અમે ત્રણ ત્રણ જણા સેટ થઈ જઈશું હં હા તો તો પહેલાં તો એ જ જાણવા માંગીશ કે છ જણાનું એક મોટું રૂમ લઉં તો એનો શું પ્રાઇસ શું ખર્ચો થશે શું પૈસા લેશો અને હું બે રૂમ લઉં ત્રણ ત્રણ જણાનું તો એનો શું ખર્ચો થશે એમ હં હં હં સારું એવું છે એમને છસો છસો તો હું શું પૂછું કે અમે અલગ અલગ બે રૂમ તો લઇએ તો તે જોડે અમને જમવાનું મળી શકે છે કે નહીં મળે હા હા અમે તો અમે તો જુઓ અમે તો રાતે જ આવીશું કેમકે અમે રાત્રે જ અહીં રાત્રે જ નીકળ્યા છીએ હં હં હં ત્રણ દિવસ જેટલું તો અમે ત્યાં ફરવાના જ છીએ ત્યાં જ ઓહો શું વાત છે તમે એવી ટુર રાખો છો એટલે ત્રણ દિવસનું તમારે મીની ટુર ટાઈપ થઈ ગયું આ તો એમને

હા તો હું એમ કહેતો હતો તો કે જે અમે ત્રણ દિવસનું જે લઇએ તમારી પાસેથી તો એ ત્રણ દિવસ દરમ્યાન તમે અમને કઈ રીતે ફરાવી શકો એમ કે અમે તો બસ દ્વારા મુસાફરી કરાવો કે પછી નાની ગાડીમાં મુસાફરી કરાવો કે એક ગાડી જોડી મુસાફરી કરાવો કે કઈ રીતે હોય તમારું સારું એવું છે એમને ખાલી ત્રણ દિવસ તમે રાખો ને જમવાનું ને એવું જ હોય એમને સારું એવું હોય તો પછી હું અત્યારે એક બે કલાકમાં તમને આવીને મળી જાઉં છું અને કરાવી દઈએ ફાઇનલ એમ સારું